હા જી બોલો હા હા હા હા હું રોડ કોન્ટ્રાક્ટર જ બોલું છું બોલો બોલો હા બની જશે બની જશે હા હું તમને એ વોટ્સએપ કરી આપું છું હમ હં હં હં હં હં હં હં એટલે સર એમાં એવું છે મેડમ કે ઇસ્યુ થયા હતા બરાબર છે તમારી વાત સાચી છે પણ અમને છે ને અમે જે પ્રમાણે જે રોટેટ ઓલું આપેલું હતું ને જે એસ્ટીમેટ એમાંથી એ ઘણી બધી વસ્તુ નહોતી આવેલી અને જે આવેલી હતી એ બી એની કોલેટી સારી નહોતી એટલે કમ્પલેન હશે કદાચ ઓકે ઓકે હં હં હં હં હં હં ઓકે ઓકે અરે ઓ સરસ પાકું પાકું બહુ સરસ કામ થશે બરાબર છે પણ તમે બી વસ્તુની ક્વૉલિટીમાં બી ધ્યાન આપજો થોડું અને અમે જે પ્રમાણે કહીએ એ પ્રમાણે અમને એ વસ્તુઓ તમે જરાક એ એ રીતે પ્રોવાઈડ કરવાની ટ્રાય કરજો બરાબર છે હં હં હંહં હંહં હં હં હં હં હં હં યશ યશ મેડમ સ્યોર સ્યોર અમે હન્ડ્રેડ પર્સેન્ટ ધ્યાન આપીશું બરાબર છે અમો લાસ્ટ ટાઈમ એવું હતું અમારા અમારા વર્કર અમુક જે હેલ્થની એની ઇસ્યુ બી હતો અને પ્લસ એમને ઘણાં લોકોને એમનાં વેતન માટે બી થોડા ઘણા ક્વેશ્ચન ક્વેરી હતા તો એના એ બાબત ઉપર પણ પ્લીઝ તમે થોડું મને હું જે કહું એ પ્રમાણે મને મળવું જોઈએ તો એ રીતે તમે પ્લીઝ ટ્રાય કરજો બને તો

ઓકે ઓકે ઓકે ઓકે ઓકે પાકું પાકું હા કાલે આવું છું ઓફિસ